જાતિય સમૂહ અને માલ્ય મહિલાઓમાં પણ ગેમ્સ નબળુ પ્રતિનિધિત્વ ધરાવે છે કારણ કે અત્યારના જમાનામાં મહિલાઓને એટલું પ્રોત્સાહન આપવામાં નથી આવતું

આ છોકરાઓ કરી શકે આપણે ન કરી શકીએ આ સારું ન લાગે આ સારું ન લાગે આ રીતે એ લોકોના કાનમાં જે વાત થતી હતી એ પરથી એ લોકોને નબળું મનોબળ તોડી નાખવામાં આવતું હતું જે જાતિય સમૂહના વર્ગો છે એ લોકોને ડાયરેક્ટ જ કહી દેવામાં આવે છે કે ભાઈ તમારી પછાત જાતી છે અથવા અગર નીચી જ્ઞાતિના છો આ રીતે એ લોકોને કાન મતલબ આ રીતે વાત કરવામાં આવે ત્યારે એમનું મનોબળ ભાંગ મનોબળ ભાંગી જતું હોય છે આ રીતના તે લોકો અંદર પાર્ટીસિપેટ મતલબ જોડી શક જોડાઈ શકાતા નથી આ રીતના ના કરવાથી એ લોકોને ઘણું એવું નબળું આપણું પ્રતિનિધિત્વ જણાય છે કારણ કે જ્યારે અત્યારે જોવા જઈએ તો જેટલા પુરુષો આગળ છે તેના કરતાં અનેક ઘણી મહિલાઓ આગળ છે બધા પ્રત પ્રતિનિધિત્વ માટે પહેલાંના જમાનામાં બધા લોકો છોકરાઓને પ્રોત્સાહન આપતા હતા ના કે છોકરીઓને છોકરીઓ કંઈ પણ કરે ત્યારે એ બધું કહી દેતા હતા કે ભાઈ આ છોકરાની વસ્તુ છે કે આ છોકરીની વસ્તુ છે આ રીતે એ લોકોના જે બધી વાત કરતા હતા એના લીધે જ બધા પ્રોત્સાહન જે સારું હતું એ છોકરાઓને મળતું હતું છોકરીઓને કંઈ પ્રોત્સાહન માટે કંઈ મળતું નહોતું અને આ રીતે પહેલાંની જે ગેમ હતી એમાં છોકરીઓ ખાલી ફૂલ રેકેટ રમી શકતી હતી બેડમિન્ટન જેને કહીએ આપણે એ રમી શકતી હતી અત્યાર અત્યારના જમાનામાં જોઈએ તો છોકરીઓ જેટલી આપણા ક્રિકેટમાં આગળ છે વોલીબોલમાં ફૂટબોલમાં ટેબલ ટેનિસમાં જેટલી આગળ છે એટલા છોકરાઓ પણ ઓછા એની કંપેરમાં જ આવે છે એવું કઈએ તો ચાલે અને અત્યારે એટલું કંઈ લેવલ નથી પણ બંનેનું ઇક્વલ લેવલ થઈ ગયું છે અને પછાત જાતી કે સામાન્ય જાતી એવી કંઈ જાતીને અનુલક્ષીને જો આ ગેમ્સમાં જો જોવામાં આવે તો એ માયને નથી રાખતું કારણ કે બંનેની જાતી એ સેમ જ છે જે એનું લેવલ એમ હાર્ડ છે અને સો એમ સોફ્ટ કરી દેવામાં આવે છે એ વે વ્યક્તિત્વ એનું પ્રતિનિધિત્વ આપી શકતું નથી બધાનું લેવલ એક સમાન છે આમાં થાય છે શું કે જે જાતિય સમૂહના વર્ગો છે એમાં ટેલેન્ટ ખૂબ હોય છે આવડત ખૂબ હોય છે પરંતુ તેઓ એ લોકોની જાતિના લીધે એ લોકો પાછળ રહી જતા હોય છે જ્યારે અન્ય વર્ગો એ પોતાની ખૂબીઓથી ના કે તેની આવડતથી આગળ જાય છે પરંતુ વર્ગોથી એ લોકો આગળ પાછળ કરી દેવામાં આવે છે અને આ રીતનું બંધારણ બાંધવું એ ખોટો એક અમલ છે એને એનાથી વ્યક્તિત્વ પણ નબળું વ્યક્તિત્વ પડે છે અને પ્રતિનિધિત્વ પણ ખરાબ રીતે અસર કરે છે આમાં આપણે બંધારણ ઘડવું જોઈએ અને આ બંધારણ માટે અન્યથા વિચાર કરવો જોઈએ